ચિત્રના ઘણા પ્રકાર હોય છે એ જાણે કે ઘણી ડ્રોઈંગ હોય પેંટિંગ હોય ચિત્રને માટે બનાવવા માટે પહેલા પેંટિંગને એના માટે અલગ અલગ કરવા માટે પેન્સિલનો ઉપયોગ થાય છે કલર વોટર કલર ઓઈલમેન્ટ કલર અને એવા અલગ અલગ પ્રકારના કલરનો પણ ઉપયોગ થાય છે એવા રંગો એ આપણે ઉપયોગ કરી શકીએ છીએ અને એના માટે કેનવાસ નો જરૂર પડે છે પહી મેં ફૂટપટ્ટી સ્કેલ જે કંઈ આપણે એને એ પેન્સિલ ઈરેઝર જે ચેક રબર કઈએ એ સંચો એની જરૂર પડે પહેલા ડ્રોઈંગ કરવા માટે એ આપણે પેન્સિલથી ચિત્ર દોરી શકીએ પછી એના ઉપર પછી એના ઉપર કલર કરી શકીએ રંગોને દોરી શકીએ એના માટે એટલે એ ચિત્ર થઈ જાય છે અને બીજું ચિત્રનો પ્રકાર એ છે કે ડાયરેક આપણે રંગોને જ રંગોથી જ આપણે ચિત્ર દોરવું પેંટિંગ કરવી એને એ કહેવાય નવું ચિત્ર એને એ કહેવાય એ રીતે ચિત્રના બી અલગ અલગ પ્રકાર પડે છે અને મેં તો હું હમણાં એક ગુલાબનું ચિત્ર બનાવ્યું હતું એના માટે ઓનલાઈન ગુગલમાં મેં સર્ચ કર્યું હતું મેં ગુલાબનું ચિત્ર પહેલા મેં ઓફલાઈન ઘણી મહેનત કરી પણ મારા જેવો આકાર જોતો હતો એવો મને મળ્યો નહીં એના માટે પછી મેં ઓનલાઈન એપનો ઉપયોગ કર્યો ઓનલાઈનમાં ગુગલમાં મેં સર્ચ કર્યું અને પછી ઈમેજ જે ફોટા આવતા હતા એના ઉપરથી પછી મેં એ પેન્સિલથી ગુલાબનું આખું ચિત્ર દોરીને શેડિંગ કરી દીધી એ મેં ચિત્ર હમણાં બનાવ્યું હતું અને પછી મેં એક કમ્પ્યુટરનું ચિત્ર પણ બનાવ્યું હતું એમે ઓફલાઈન બુક જે છે એમાંથી કર્યું તું બુક જે એમાં ચિત્ર આપેલું જ હતું એની ઉપરથી મેં પેન્સિલથી માત્ર પેન્સિલથી જ ચિત્ર દોર્યું હતું અને એની પહેલા મેં થોડાક સમય પહેલા ચિત્ર બનાવ્યું હતું એમાં મેં પેન્સિલનો ઉપયોગ કર્યો તો એમાં ચાર અલગ અલગ પ્રકારના ચિત્ર બનાવ્યા હતા અક્ષરની અક્ષરનું ચિત્ર જે બનાવ્યું હતું એમાં પેન્સિલથી પહેલા ચિત્ર બનાવ્યા હતા અને પેન્સિલથી ચિત્ર કર્યા પછી એની ઉપર રંગો દોર્યાં હતા અને કુદરતી દ્રશ્યને એવી રીતે બધાય ચિત્રો બનાવી શકાય